ઉનાળાની સીઝનમાં જ્યારે ઘરે ખૂબ જ ઘરે હોઈએ છે ત્યારે ખૂબ જ ગરમી પડતી હોય છે ત્યારે કોઈપણ મહેમાન આવે યા તો ઘરના કોઈપણ લોકોને ઠંડા પીણાં પીવાનો વધારે આગ્રહ રાખતા હોય છે જ્યારે હું મારા ઘરે ઘણા પ્રકારના પીણાં બનાવાનું રાખું છું જેમાં અનેક પ્રકારના શરબતોનો સમાવેશ થાય છે જેમાં વધારે પડતોતો ગરમીની સીજનમાં લીંબુ અને શરબતનું લીંબુ શરબત પીવાનું વધારે રાખીએ છે અ જેમાં લીંબુ હોય છે પાણીમાં મિક્સ કરી તેના પ્રમાણમાં ખાંડ મિશ્રણ કરીને તેને બનાવામાં આવે છે અને આનું સેવન વધારે પડતું મારા બધા જ પરિવારના લોકો કરે છે ઠંડા પીણાંની સાથે સાથે ઘણા બધા ફ્લેવરના રૂઅબઝા બી આવે છે જેમાં ગુલાબ ફ્લેવર આવે છે વરિયાળીનું ફ્લેવર આવે છે પછી જાંબુનું ફ્લેવર આવે છે આ બધા જ પ્રકારના પીણાંઓને લઈને એક પ્રકારનું મિશ્રણ બનાવામાં આવે છે તેમાં બરફ નાંખી તેમાં કોઈપણ પ્રકારની ચાસણી નાખીને અને એક એક પ્રકારનું મતલબ ગળ્યું મિશ્રણ બનાવાથી તેમાં ઘણા પ્રકારની સંતુષ્ટી અનુભવાય છે મારા ઘરે હું જ્યારે ગરમીની સીજન ચાલી રહી હોય છે ત્યારે કોઈપણ મહેમાન આવે અથવા તો ઘરના પરિવારના લોકોને કોઈપણ જાતનો કોઈ ઠડું પીણું પીવાનું મન થાય ત્યારે વધારે પડતો લીંબુ શરબત બનાવાનો આગ્રહ રાખું છું જેના એ એ પીણાંના આગ્રહથી લીંબુ શરબતના કારણે શરીરમાં ખૂટતી એનર્જીઓ પણ મળે છે અને એક અલગ પ્રકારની એનર્જી પણ મળે છે મારા પરિવારના લોકોને બધા જ પ્રકારના રૂઆપસા છે તેમાં ગુલાબનું શરબત આવે છે વરિયાળીનું શરબત આવે છે આ બધા પ્રકારના સિરપ આવે બજારમાં મળતા હોય છે જે ઘરે લઈ આવીને થોડા પાણીમાં મિશ્રણ કરીને તેમાં થોડીક ચાસણી નાખીને તેનું મિશ્રણ બનાવીને પીવાનો વધારે પડતો આગ્રહ રાખે છે જેના કારણે ગરમીને ગરમીની સીજનમાં વધારે પડતી સંતુષ્ટિ મળે છે અને અનુ શાંતિનો અનુભવ થાય છે જેના આ બધા જ પ્રકારના પીણાંના કારણે ઘરના પરિવારને એક અલગ પ્રકારની સંતુષ્ટી મળે છે જ્યારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાનમાં રાખવાનું હોય છે ત્યારે પણ લીંબુ શરબત પ્રથમ સ્થાને આવે છે અને તેનું સાથે સાથે ગ્રીન ટીનો ગ્રીન ટી પીવાનો વધારે પડતો આગ્રહ રાખવામાં આવે છે જેના કારણે ફેવેલીના બધા જ પરિવારના લોકો ઘરે બેઠા જ આ બધાજ પ્રકારની પીણાંઓની આનંદ માણી શકે છે અને તે એક પ્રકારે સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે અને આ બધા જ અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ આવે છે તેમાં કોઈક ને ખાટું મીઠું એવા બધા જ પ્રકારના જેમાં જલજીરાનું ફ્લેવર આવે છે